એડવેન્ચર એટલે કે આપણા જે સાહસિક સ્પોર્ટ્સ બધા છે સ્પોર્ટ્સ એટલે કે આપણા જે બધા અલગ અલગ રમતો છે એ બાબતોની ખ્યાલ રાખવામાં આવે તો સલામતીથી રમવું એ પણ આપણે જોવું જોઈએ અને સલામતીથી રમવું જોઈએ આપણા જે આપણી જે ગુજરાત છે સૌરાષ્ટ્ર છે એમાં લોકો જનરલી એવી રીતે બધા રમતો રમે છે એ બધા ગિલ્લી ડંડા છે એવી અલગ નાની નાની એઓ બધા એ બધાના રમતો રમે છે એવી રીતે આપણા એડવેન્ચર જે એડવેન્ચર એટલે સાહસિકતાવાળી જે રમતો છે એમાં ઘણી ખરી રમતો ગોળા ફેંકની છે એ બધી રમતોમાં પણ આપણે ગોલ્ડ મેડલ લઈ આવેલા છે એ સારું છે ઈન્ડિયા છે એટલે કે ભારત છે એ સારા એવા પ્રયત્નશીલ છે અને તે બધી રમતો સ્પોટ્સને લગતી લઈને આવે છે એ સારું છે કે આપણા દેશને છે જરા બધા બધા ગોલ્ડ મેડલની જરૂર છે એ પણ આપણા ભારતમાં આ આ બે હજાર ચોવીસમાં જે ઓલ ઓલમ્પિક હતું એમાં ઘણાં ખરા મેડલો પણ મળેલા છે જે જ લોકો અસક્ષમ છે સશક્ત નથી જે લોકો હેન્ડીકેપ છે કે કોઈના પગ નથી કોઈ આ નથી એ પણ સારા એવા બધા મેડલો લઈ અને બધા સ્પોટ એક્ટીવીટી એ કરી એટલે શું એકટીવિટીમાં મિન્સ કે બધા રમતો રમી અને સારા એવા મેડલો લઈ આવેલા છે એ સારું આપણે ગર્વની વાત લેવાય જોઈએ કે ગર્વ આપને એ થાવો જોઈએ કે જે લોકોને કોઈ એ કોઈને હાથનો પ્રોબ્લેમ છે કોઈને હાથ નથી કોઈને પગ નથી પણ એ પણ સારા એવી રમતો રમી અને પોતાના દેશને આગળ વધારવા માટે એ બધા મેડલો લઈ આવેલા છે એ સારું છે એ બાબતનો પણ આપણે ઘણો ખરો ખ્યાલ રાખવો જોઈએ કે આપણી બાબતોમાં એવું ગણવામાં આવે છે સલામતીથી રમવું જોઈએ તો એ સારું છે સલામતી રાખીને જે રમતો રમવામાં આવે છે એ સારું છે